હા બોલો હા હું સુરેશ જોશી બોલું છું હા હા હા હા તો હા મારી સાથે ટુ બેડરૂમ હૉલ કિચન અવેલેબલ છે એટલે ટુ બેડરૂમ હૉલ કિચનનો ભાવ અત્યારે અહીં ચૌદ હજાર જેવું ભાડું ચાલે છે તો બધી જ ફેસીલીટી પ્રોવાઈડ કરવામાં આવશે પણ એ પહેલાં પેહલા મારે એ જાણવું છે કે તમે ઘરમાં કેટલા વ્યક્તિ છો બે વ્યક્તિ માટે તમારે ભાડે જોઈએ છે તો મારી કન્ડિશન એ રહશે કે એક વર્ષ માટે તમારે ભાડે રાખવું પડશે અને એનો ભાડા કરાર આપણે બનાવો પડશે ફર્નિચર ઓલરેડી છે જ મેડમ ફર્નિચર ફેસીલીટી બી પ્રોવાઈડ થશે અને પંખાઓની ફેસીલીટી બી પ્રોવાઈડ થશે પણ એના માટે પહેલાં આપણે ભાડા કરાર બનાવવો પડશે અને એ ભાડા કરારની અંદર એવું આવશે કે તમારે જ્યારે ખાલી કરવું હોય મકાન તો મને એક મહિના પહેલા જાણ કરવી પડશે નહિતર એક મહિનાનું ભાડું ચૂકવવું પડશે અને સેકન્ડ થિંગ કે જેટલું ભાડું હશે એના કરતાં ત્રણ ઘણી ડિપોઝીટ તમારે આપવાની રહેશે તો અગર આ તમને મંજૂર હોય તો આપણે રૂબરુ મળીએ હું સાંજે પાંચ વાગયા પછી મળી શકું છું અને તમે ઘરે આવીને મળી શકો છો ઓકે મેડમ